રાજ્યમાં સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રની અંદર અપૂરતાં જોડાણ અને સંકલનની સમસ્યાને આપણે ધ્યાનમાં લઈએ તો અત્યારે મેગા સિટીઝમાં જે છે એ મોટાં મોટાં હોસ્પિટલો આવેલાં છે જ્યારે ગામડામાં હોસ્પિટલો જ નથી હોતાં અને એનાં લીધે જે છે એ લોકોને ખૂબ મુશ્કેલી અનુભવવી રહે છે એટલા માટે જો આપણે ધ્યાનમાં લઈએ તો ગામડામાં હોસ્પિટલ બનાવવા જોઈએ અથવા તો નાના એવા કોઈ મેડિકલ સ્ટોર રાખવા જોઈએ કે જેથી લોકોને મદદરૂપ થાય કે નાના મોટા તાવ આવે તો લોકો જસ્ટ ત્યાંથી દવા તો લઈ શકે એના માટેની સુવિધા પણ ગામડામાં અત્યારે હોતી નથી અને એનાથી લોકો જે છે એ મુશ્કેલીમાં આવે છે અને કોઈપણ જાતની ઇમરજન્સી પણ આવી શકે છે અત્યારે લોકો મહિલાઓ જે છે એ ગર્ભાવસ્થામાં હોય છે તો એને કોઈપણ જાતની ઇમરજન્સી આવે તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ગામડામાં નથી હોતી કે કોઈ નાના મોટા ડોક્ટર પણ હોતા નથી કે જેનાથી એને સારવાર મળી શકે તો જીવ જે છે એ જોખમમાં હોય છે એટલા માટે જે છે એ સરકારે કોઈપણ જાતની એવી સુવિધા ઊભી કરવી જોઈએ કે જેથી લોકોને જે છે એ સારી એવી સુવિધા મળી શકે છે જેમ આપણે વાત કરીએ તો અમદાવાદ છે રાજકોટ છે વડોદરા છે એમાં ઘણાં બધા એવાં હોસ્પિટલ છે અને લોકોને પૂરતી સુવિધા પણ મળે છે તો એનાથી લોકોને પોતાનો જીવને બચાવી શકે છે અને કોઈને જીવન મળી શકે છે અને એ વાત જે છે એ ગામડામાં આપણે શરમજનક કહેવાય કે કોઈ પણ પ્રકારની સુવિધા નથી તો આપણો જીવ જે છે એ જોખમમાં છે એટલા માટે આપડે કોઈપણ શું કહેવાય કે એવા વાત કરીએ તો સેમિનાર અટેન્ડ કરવા જોઈએ એ લોકોને જાગૃતતા કરે એ માટેના મેડિકલ આપણે જે છે એ નોલેજ આપવું જોઈએ કે આ રીતે બહેનો એ રહેવું જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ એના માટેની સૂચનાઓ આપવી જોઈએ અને લોકોને શિક્ષિત કરવાં જોઈએ એ બાબતે એનાથી જે છે એ આપણે લોકોને જાગૃત કરી શકીએ માટે એ વાત પણ છે કે અભણતાને લીધે પણ લોકો જે છે અત્યારે ભ્રમમાં હોય છે અને ડૉક્ટર પોતાને ભગવાન માને છે એ લોકો પૂરતી સારવાર આપે ન આપે એનાથી પણ લોકોને નુકસાન થાય છે જે ગામડાના ડૉક્ટર હોય છે તો આખા ગામમાં એક જ ડૉક્ટર હોય તો પછી લોકો જે છે એની જ પાસે જવાનાં અને લોકોને ખોટી દવા આપે કે નહીં એ લોકોને અભણ છે તો એને ખબર તો પડવાની જ નથી એનાથી પણ જે છે એ ઘણુંબધું ફેર પડે છે અને આ સમસ્યાને દૂર કરવી એ આપણી જવાબદારીમાં આવે છે તો સરકારે એનાં માટે પણ પગલાં લેવાં જોઈએ અને આ બસ આટલું કરી શકાય